હું પોતે એક ગાયક કલાકાર છું તો ઘણા બધાને એવી એક શું કહેવાય આમ પ્રોબ્લમસ હોય છે કે શું અવાજને થકાવટ ખોખરાપણું કે આપણે ક્યારેક ઊંચું ઊંચા સૂરવાળું કાંઈક ગાઈ લીધું હોય તો ત્યારે આપણે કેવી રીતે નિયંત્રિત કરવું જોઈએ એમ તો મારું એવું કહેવું છે કે પહેલી વાત તો તમે જો ઊંચું ગાવ છો તો તમે ઘરેથી ગરમ પાણી લઈને જ આવો ઘરે પોતે ગરમ પાણી પીવો ઠડું પાણીને અવોઈડ કરો મતલબ તેને નકારો કે ઠંડુ પાણી પીવાય જ નહીં એવી રીતે કરો ગરમ પાણીના કોગળા કરો અને પછી તમે ગાવા બેસો તમારી ગાયકીમાં પણ ઘણો બધો ફરક આવશે અને જો તમે એક ટીચર છો કે તમારે લાઉડલી તમારે બોલવું પડે છે તો ઘણા બધા એવા સ્પીકર આવે છે કે તમે તેને આપણા પટ્ટા પર લટકાવીને આપણે ક્લાસમાં આપણે લેકચર મતલબ આપણો પિરિયડ લઈ લઈ શકીએ છીએ એમ અને તો પણ તમારો અવાજ બેસેલો છે ને થોડીક વારમાં તમારે સારું કરવાનું થાય છે તો આપણે મીઠાનાં પાણીના કોગળા કરવા જોઈએ પછી હળદરવાળું પાણી હળદરવાળું દૂધ આ બધુ પીવાથી ઘણો બધો આપણને શું કહેવાય ફરક પડે છે અને ઘણીવાર આપણે ઊંચું ગાવાનું કહે તો ઘણી વસ્તુ એવી મેડિકલ્સમાં મળે છે કે સ્ટ્રેપસીલસ છે પછી કુશલ કંઠીલ છે કે આ બધુ આપણે મોઢામાં રાખીએ ને તો ત્યાં સુધી આપણને સારું લાગે પણ તમને ખબર છે કે અતિશય વસ્તુ ખરાબ એટલે મતલબ આપણે થોડું ઓછાં પ્રમાણમાં લઈએ તો ચાલે પણ જો એને વધારે પ્રમાણમાં લેવામાં આવે તો આપણને તકલીફ થઈ શકે છે એટલે હું એવું નથી કહેતો કે આપણે ટાળવું જોઈએ પણ એને લિમિટેડ પ્રમાણમાં લો તો વધુ સારું અને જેમ બને તેમ ગરમ પાણી પીવો જેમ બને તેમ નીચા સુરનો રિયાઝ કરો અને અને નીચા સ્વરથી ગાવાનું શરૂ કરો તો આપણે ઊંચા સ્વર પહોંચી શકીશું અને હું એમ કહું કે આપણે ક્યારેક સ્ટેજ ઉપર ગાવાનું ટાઈમ આવ્યો છે તો આપણે એની પહેલાં પ્રેક્ટિસ જ નથી કરી ઊંચા સુરની તો ત્યારે આપણે જ્યારે ઊંચો સુર ગાઇશું ઊંચા સુર લગાડીશું ઊંચેથી બોલીશું તો આપણને તકલીફ થાવાની જ છે કે કારણ કે આપણને ગળાને ટેવ જ નથી પડી તો આપણે જ્યારે ઘરે હોઈએ કે આપણે કિંમતી સમયે મતલબ આપણે જ્યારે નવરા હોઈએ ત્યારે આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ રિયાઝ કરવો જોઈએ અને તમને ખબર જ છે કે પ્રેક્ટિસ મેક ટુ પરફેક્ટ પ્રેક્ટિસ જ બધું પરફેક્ટ બનાવે છે એમ